હા આજે ભારતની હાલત જ બતાવે છે કે યુવા પેઢીને ઇતિહાસનો અભ્યાસ નથી જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય તેનું ભવિષ્ય પણ હોતું નથી જેવી રીતે આપણે આપણા બાપ દાદાનાં નામ યાદ રાખીએ અને તેમનાં સારાં કાર્યોને યાદ કરીએ અને તેમાંથી પ્રેરણા મેળવીએ બસ તેવી જ રીતે આપણા ઇતિહાસની નવી પેઢીના બાળકોને જણાવવા માટે તેનો અભ્યાસ કરાવવો જરૂરી છે ઇતિહાસ આપણા પોતાના વિશે અને આપણે કરેલાં કાર્યો વિશેની વાર્તાઓની આપણી માનવ જરૂરિયાતને ભરે છે ઇતિહાસ આપના શિક્ષણ માટે નિર્ણાયક છે તેના કારણો છે એક ઇતિહાસ આપણને અન્ય સંસ્કૃતિને સમજવામાં મદદ કરે છે સંસ્કૃતિમાં જુદા જુદા રિવાજો જુદી જુદી પરંપરાઓ અને જુદા જુદા ધર્મોની વિશે જણાવે છે બે ઇતિહાસ આપણને આપણા પોતાના સમાજને સમજવામાં મદદ કરે છે ઇતિહાસનો વિદ્યાર્થી રાજકારણ સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર અને માનવશાસ્ત્ર પર દોરે છે જ્યારે વર્તમાન સમયમાં આપણા બાળકોને જણાવવું જરૂરી છે ત્રણ ઇતિહાસ નાગરિકતા બનાવે છે ઇતિહાસના સામાન્ય જ્ઞાન દ્વારા આ સહિયારો અનુભવ મળે છે આપણે એક સમુદાય તરીકે કેવી રીતે બન્યા તે વર્તમાન સમયમાં આપણે આપણી જ જાતને એક જુ જુ જુથ તરીકે કેવી રીતે જોઈએ છીએ ચાર ઇતિહાસ વાંચન અને લેખન કૌશલ્ય બનાવે છે લેખન એ ઇતિહાસના વિદ્યાર્થીની ઉત્તેજિક સુધી અને ઉત્સુક કરવા માટેનું જહાજ છે અને ઇતિહાસ આપણે સંપૂર્ણ વાંચવાનું અને સારું લખવાનું શીખવે છે વર્તમાન સમયમાં આજની નવી પેઢીના બાળકોને ઇતિહાસ શીખવવો જરૂરી છે કારણ કે ઇતિહાસ વિશે જાણતો હશે તો પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકશે